હાલો હ હું આઠ વાગ્યા પછી આવાન છું સાયેબ એવું કરો તમે ચાવી આપીન જાવને કોકિલા બેનના ઘરે બરાબર હા સાએબ વાસણ માટે છેને પણ તમે સાબુને એક નવો કૂચો જરાક બાર મૂકી દેજો કારણ કે બેય ખલાસ થઈ ગ્યું છે એટલે વાસણ સરખા ઘસાતા નથી અને પલંગ તો હું ખસેળિન ત્યાં ચોખૂ કર નાખીશ પોતું બોતું કરીને બરાબર અને વાસણ એ તે પછી ગોઠવી દઇશને બધુ કરીશને કપળાએ તે ધોઇન પછી મશીનમાં નાખી દઇશ અને મશીન ચાલુ કરી દઇશ એટલે તમે આવો ત્યારે પછી ખોલીને જોઈ લેજો ના લિક્વિડ નઇ મને સાબુજ ફાવે છે સાબુજ મુકજોને હા હા હા એ હું ચોખૂ કર નાખીશ બધુ હા હા હા હા એહું જોઈ લઇશ અને પછી સાબુન કૂચો ફેરવિંન પછી પાછું ચોખૂ કરી નાખીશ એટલે ઇ હું જોઈ લઇશ હા